ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે મુખ્ય સાંસ્કૃતિક તફાવતોમાં ઉત્તર ભારતના લોકો જમવામાં ઝાઝા ભાગે રોટલી અને શાકનો યુસ કરે છે દક્ષિણ ભારતના લોકો જમવામાં મોટાં ભાગે ચોખાનો યુસ કરે છે ઉત્તર ભારતના લોકો પંજાબી લેંગ્વેજ પંજાબી ભાષા બોલે છે દક્ષિણ ભારતના લોકો કેરેલીયન કન્નડ મલયાલમ એ બધી એ બધી ભાષાઓનો યુસ કરે છે ઉત્તર ભારતની આબોહવા મોટાં ભાગે સુ શુષ્ક છે અને દક્ષિણ ભારતની આબોહવા ભેજવાળું વાતાવરણ છે ઉત્તર ભારતમાં વરસાદનુંને એ પ્રમાણ ઓછું હોય છે જ્યારે દક્ષિણ ભારતમાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ઉત્તર ભારત ઉત્તર ભારતના લોકો તેના કલર સ્કીન કલર ટોન થોડો વધારે વધારે ગોરો હોય છે જ્યારે દક્ષિણ ભારતના લોકોનો કલર થોડો શ્યામ હોય છે ઉત્તર ભાર ઉત્તર ભારતના લોકો ના લોકો રાજકારણમાં આગળ હોય છે દક્ષિણ ભારત કરતાં એની ભૂગોળને ભૂગોળને સંદર્ભમાં જોવા જઈએ તો જે ખનીજ તત્વો છે તે ઉત્તર ભારતની ઉત્તર ભારતના પ્રમાણમાં દક્ષિણ ભારતમાં થોંડું વધારે મળી રહે છે